હલો હાજી હું પટેલભાઈ બોલું છું તમારે શું પ્રશ્ન હતો હા હા કયા કયારથી વધી ગયા ને ક્યારે અને લાસ્ટ ટાઈમ કઈ કોઈને ચોરી થઈ કે શું થયું એટલે ચોરીમાં શું લઈ ગયા ઘરવખરી એવું કે બાઈક કે એવું શું શું ચોરી થઇ છેલ્લે રાતના થઈ જાય એવી રીતના બરાબર દિવસના બી થઈ જાય હા હા મતલબ આ જે ઘર હશે એ તો કદાચ બંધ જ હશે એવું જ હશે ને બપોરના ટાઈમે દિવસના તો એવું લોકો પણ તો મેઈન ડોર ખુલ્લો હોય તો આ લોકો હાજર કોઈ નથી હોતા કે શું

એટલે કેટલો સમાન ગયો માલ સમાન ઘરવખરી એવું કંઈ ખબર અંદાજે

બરોબર હમ્મ હમ્મ હમ્મ

બરાબર બરાબર એટલે અમે આ તમારી વિગત પેપરમાં લઈ લઈશું ગુજરાત સમાચારમાં અને આ એજ અંગે એવું લખશું કે પોલીસની મતલબ વધુ જરૂરત છે પોલીસ સિક્યુરિટીની અને પોલીસ રાઉન્ડ મારે એવું એટલે સીપી સાહેબનું ધ્યાન દોરાય એવી રીતના લખશું વિગત બરાબર હા મહિલાઓએ અને સોસાયટીના અન્યોએ સચેત રહેવું કે આવું આનાથી સચેત રહીને તરત સો નંબર કે એમ પોલીસમાં ફોન કરી દેવો એ બધી વિગતો અમે લઈ લઈશું બરાબર ભલે ભલે લઈ લઉં છું હો ભલે ભલે